દેશમાં મળતી હોસ્પિટલ અને તબીબી સેવાઓ માટે મારું મંતવ્ય એ જ છે કે પહેલા કરતાં હોસ્પિટલો વધી છે અને સગવડો વધી છે પરંતુ પહેલા કરતાં પોસાય તેવી હોસ્પિટલો અને સગવડો નથી રહી જો તમારે સગવડો અને હોસ્પિટલો સારી જોતી હોય તો તમારે તેનું સારું શુલ્ક પણ ચૂકવવું પડે કોવિડ મહામારીનો મારો અનુભવ બહુ જ ખરાબ રહ્યો હતો મારા માતા પિતા બંનેને કોવિડ થયો હતો અને તેમને જ્યારે સિલિન્ડરની જરૂર હતી એ વખતે કોઈ પણ જગ્યાએથી અમને સિલિન્ડરની મદદ મળી ન શકી પણ ભગવાનની કૃપાથી એમની તબિયત સારી રહી અમારા વિસ્તારમાં હોસ્પિટલો અત્યારે ઘણી બધી છે પણ એક સાર્વજનિક હોસ્પિટલ જો થાય તો તેનાથી સામાન્ય માણસ અને મીડિયમ ક્લાસનાં લોકોને ઘણો ફાયદો થાય